મેં ટેક્સી ઈથલથી પાદડિલ સુધીની ટેક્સી બુક કરી હતી બટ આ ટેક્સીમાં તો સીટ પણ એવી ફાટેલી છે કવર બધા ગમે તેમ છે ઉપ આગળની ને પાછળની બધી જ સીટ ખરાબ છે બેગ મારો સામાન મૂકવા માટે પણ કોઈની જગ્યા નથી પૂરેપૂરી જગ્યા નથી વાસો પણ ખરાબ વાસ આવી રહી છે એક તો અને તમારો ડ્રાઈવર એક તો ડ્રાઈવર એવી વાસ આવે છે કોઈ વ્યસન કરતો હોય માવો ખાતો હોય તેવી મને તો વાસો આવે વાસ આવે છે એના એના એ એ તરફથી ડ્રાઈવર્સની ડ્રાઈવિંગ સીટ તરફથી અને બીજી વાત એક તો આટલી મોટી મહી મહામારીના ટાઈમમાં સમયમાં પણ એને માસ્ક નથી પહેર્યું તમારા ડ્રાઈવરે આવી બેદરકારી થોડી ચલાવી લેવામાં આવે તો એને નિયમના પાલન તો કરવું જોઈએ માસ્ક તો પહેરવું ફરજિયાત છે હરેક નાગરિકે માસ્ક પહેરવું જોઈએ પણ આ ડ્રાઈવરે જ માસ્ક ના પહેરે તો આ કોરોના જેવી મહામારી તો ફેલાતી જ જશે દિવસમાં કેટલા પેસેન્જર આવે દિવસમાં કેટલા બધા આ ટેક્સીમાં બેસે તો દરેકને આ તો કોરોના જેવી બીમારી મહામારી ફેલાતી જશે આવું થોડી ચાલે માસ્ક પહેરવું ફરજિયાત છે અને સીટ પણ એટલે કે સીટ તો બેસવાલાયક તો હોવી જોઈએને આમ ફાટેલી કવર ગમે તેમ છે આવા કવર સાથેની સીટ બેસવાનું મન ના થાય તેવી સીટ છે કવર પણ એવા અને સામાન બેગ મૂકવાની પણ એ એ જગ્યા નથી બે માણસ પાછળ બેસે તો સાથે સામાન મૂકવાની જગ્યા રહેતી નથી એટલે અસ્વચ્છ એકદમ ખરાબ કોલેટીની ટેક્સી એવું લાગે છે કોઈ પણ સ્વચ્છતા નથી ને કેવી વાસ આવે છે ને ઉપરથી માસ્ક નથી પહેર્યું માસ્ક નહીં પહેર્યું હોય એટલે નાના રોગો આવા કોરોના જેવા મોટા રોગ પણ ફેલાય કોઈ સેનિટાઇઝર કે એવી કોઈ વ્યવસ્તા બી નથી તો માસ્ક પહેરો અને થોડી સ્વસ્થતા રાખો આ ટેક્સીમાં સીટ બરાબર ક બરોબર કરાવો કે કોઈ આવે પેસેન્જર તો સીટ પર આરામદાયક રીતે બેસી શકે બીજું તો શું હા અને